મેં સોશિયલ અ સાઇડ ઉપરથી અ પાકીટ મગાવ્યું હતું એ સિન્થેટિક લેધરનું હતું અ તો મને એ વસ્તુ મેં જ્યારે મેં ખરીદી તો અ એ પ્રોડક્ટ જ્યારે મારા હાથમાં આવી તો મેં એને એનો રૂ ઉપયોગ કર્યો ત્યારે મને બહુ આનંદ થયો અને એનો જે મિટરિયલ હતો બહુ સારો હતો અને કિંમત એની જોવા જઈએ તો કિંમત પણ તેની બહુ ઓછી હતી અને એ ઉપયોગ કરતાં કરતાં મને પાંચ થી છ મહિના થઈ ગયા છે અને અત્યાર સુધી મને કદુ કશી નુકસાન જોવા નથી મળ્યું છે તો એ પ્રોડક્ટનો ઉપયોગ કરીને મને બહુ આનંદ થયો છે